ગુજરાતી ભાષા પહેલાંથી જ બોલવામાં આવતી ભાષા છે ઇતિહાસમાં પણ ગુજરાતીનો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ તે પહેલાં અલગ રીતે બોલવામાં આવતી હતી અપભ્રંશ થઈને ગુજરાતી ભાષા હાલમાં જેવી છે તે વિકસી છે ગુજરાતી ભાષા પહેલાં બોલવામાં આવતા શબ્દો વધારે પ્રમાણમાં અત્યારના કરતાં શુદ્ધ હતા તે અમુક સંસ્કૃતમાંથી ઉતરી આવેલા શબ્દો છે જે બોલવામાં આપણને થોડા સરળ પડે તેવી રીતે આપણે અપભ્રંશ કરેલા છે તેથી ગુજરાતી ભાષા અત્યારે અલગ લાગે છે અને પહેલાંના ઇતિહાસમાં અલગ લાગતી હતી પરંતુ ગુજરાતી ભાષા એ સંસ્કૃત પરથી ઉતરી આવેલી ભાષા છે જે સમય જતાં વિકસી છે તે હવે અમુક લોકો જે ગુજરાતની બહારનાં હોય છે તે પણ ગુજરાતી બોલવા માટે પ્રયાસ કરે છે તેમને ગુજરાતી ભાષા સાથે લગાવ થાય છે ગુજરાતી ભાષા અમુક અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે બોલવામાં આવે છે